કોવિડ બે હજાર ઓગણીસની મહામારી દરમિયાન અમારા વિસ્તારમાં લગભગ તમામ લોકોએ પ્રતિબંધ પાળ્યો હતો સરકારી આદેશ સિવાય કે સરકારી નિશ્ચિ નિશ્ચિત કરેલા પૂર્વનિર્ધારિત સમય સિવાય કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળવાનું ટાળતું હતું કારણ કે દરેક વ્યક્તિને એવો ભય હતો કે દરેક બીજી વ્યક્તિ મારા માટે જોખમી છે હા કોવિડ ઓગણીસથી સલામત રહેવા માટે અમે અને અમારા પરિવારે પણ સરકારે નિર્ધારિત કરેલી માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કર્યું હતું અમે વારંવાર અમારા હાથ સાફ કરતાં હતાં તેમજ કોઈ પણ વસ્તુ ઘરમાં આવતા પહેલાં સેનિટાઈઝ કરવામાં આવતી હતી તેમજ તે કોઈ પણ બહારનું ભોજન અમે ટાળતા હતા અન્ય વ્યક્તિઓને કારણ વગર મળવાનું ટાળતા હતા બિનજરૂરી મે બિનજરૂરી કોઈ પણ આરોગ્યલક્ષી સારવારો કે આરોગ્યલક્ષી પ્રશ્નો ઊભા ન થાય તેવી અમે પૂરતી કોશિશ કરી હતી તેમજ સરકારશ્રીના આદેશ વગર અમે લોકોએ ક્યારેય બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું